આમ તો ખગોળ શાસ્ત્ર વિશે જોવા જઈ તો લોકોમાં અત્યારે ઘણી બધી ગેર માન્યતાઓ કે ગેરસમજો ખોટી આમ સમજ કહી શકીએ એવું ઘણું બધુ પ્રવર્ત્યું છે અને ઘણા એની રીતે માને છે ઘણા નથી માનતા જેમ ધર્મની બાબતે છે ધર્મમાં એવું ઓછું પણ જેમ શાસ્ત્ર છે બરોબર તો શાસ્ત્રો આપણા ઋષિ મુનીઓએ રચેલા છે એ ગ્રહો જે કોઈપણ છે સૂર્ય છે ચંદ્ર છે એ બેયને મુખ્ય ગણવામાં આવે છે અને એના ઉપર જ્યારે રાહુ કે કેતુ છાયા ગ્રહો છે એનો પ્રભાવ આવે બરોબર એટલે આપણે આકાશમાં એના દ્વારા જે ગ્રહણ લાગે આપણે એવું કહેવામાં આવે તો એ ગ્રહણની પરિસ્થિતિ જે છે એમાં અમુક કાર્ય કરવા એ ના પાડવામાં આવે તો ઘણા એમાં માને છે ઘણા નથી માનતા એનું કારણ એવું છેકે રાહુ કેતુ એ ટાઈમ દરમ્યાન જે એ ગ્રહોની જે છાયા છે એ પૃથ્વી ઉપર પડે છે જ્યારે પૃથ્વી વચ્ચે છે પૃથ્વી છે સૂર્ય છે બુધ છે જે ગ્રહોનું સિક્વન્સ છે એ દરમિયાન કોઈપણ ગ્રહનો આપણે ઓરા આવે મૂરત કહીએ કે પછી એનું આપણે કઈ ચોઘડીયા કહીએ અને એ ચોઘડીયા અમુક ટાઈમેજ જોવામાં આવે ઘણી બધી માન્યતાઓ સામાન્ય પૂજા પાઠ હોય તો એમાં જોવામાં નથી આવતા અને જેમ કોઈપણ જ્યોતિષો છે એસ્ટ્રોલોજી છે એ બધી બાબતે એમ કહેવામાં આવે છે કે ત્યારે આ ગ્રહનો આટલા ટાઈમનો ઓરા છે ઓરા એટલે એની કલાક કે એટલો ટાઈમ એની આ દૃષ્ટિ છે એનો પડછાયો છે એ એટલા ટાઈમમાં ઝીલાય છે અને એ ઝીલાય છે એટલે એ કાર્ય કરવું ત્યારે શુભ નથી કે એનો પ્રભાવ ગમે એ રીતે પૃથ્વી ઉપર પડે છે એટલે એટલા ટાઈમમાં એ કાર્ય કરવા જેમકે પૂજા કરવી કે કોઈપણ શુભ કાર્ય માંડવા કે ખાવા પીવાનું કરવું કે બહાર જાવું આ બધી બાબતો ટાળવામાં આવે કે એક ધારું આપણે કોઈ સૂર્યને જોવો કે ચંદ્રને જોવું એ બધુંય ના પાડવામાં આવે છે એ એના જ કારણે કારણ કે એ ટાઈમે એ જોવાથી નુકસાન થાય અને બીજું બધુંય ધાર્મિક બાબતે ઘણું બધું એવી માન્યતાઓ છે કે ચંદ્રનો જે પડછાયો છે ઉત્તરનોડ એ રાહુ છે અને જે છાયા ગ્રહ કેતુ એ બેયનો નકારાત્મક પ્રભાવ જે પડે છે ગ્રહોને સ્થિતિ બદલાતા એના કારણે આ બધી માન્યતાઓ છે